હા બસ હા ભાઈ તમે બોલિવૂડ વિશે અને ટેલિવૂડ વિશે વાત કરો છો કપડા બાબત તો પહેલાંના જે જમાનામાં જે જૂના જમાનામાં જે પિક્ચરો હતા એમાં બહુ સરસ વસ્ત્રો પહેરતા હતા અત્યારની જે ઇન્ટરનેશનલ ફિલ્મો છે એમાં બિલકુલ ઓછા વસ્ત્ર પહેરે છે આ અત્યારની ઢબ પ્રમાણે સારા નથી પહેલાંની ફિલમનું જૂના જમાનાની ફિલ્મનાં જે વસ્ત્રો બધા પહેરતા અને જે ફિલમ બનાવતા એ માણસને જિંદગીમાં ઉતારવા જેવાં ફિલ્મો બનાવતા હતા અત્યારના ફિલ્મો એવા છે કે કપડાથી આજકાલનાં છોકરા છોકરીઓને બગાડે છે એટલા ટૂંકા